હલો અરે અમદાવાદથી આણંદ જવા માટે જે બસ છે તો એમાં મારે સીટ ચેંજ કરવી છે હા શુકલ ઉદય અટલે વિન્ડો સીટ જોઈએ છે કારણ કે એમાં મારે બસમાં ટ્રાવેલિંગ કરવું હોય ને તો મને વોમેટીંગ જેવું ફિલ થાય છે એટલે મું વિન્ડો સીટ લેવા માગું છું અન સીટ નંબર પાંચ હા મારે વિન્ડો સીટ જોઈએ છે હા તો મારે યાર બસમાં ઓમેટીંગ જેવુ ફિલ થાય એટલે મારે વિન્ડો સીટ જોઈએ છે તો તમે તમારાથી જે બને એ કરો ને સાહેબ એમ કહું છું હા બરાબર હા તો વિન્ડો સીટ તો એટલું કરજો ને સાહેબ તમારાથી બને એટલું તો કરજો હા હા હા તો પણ તમારાથી થતું હોય તો કરજો સાહેબ ઑકે ઑકે થેન્ક યુ સર